તમે બજાજ કંપનીમાંથી વાત કરો છો મેં તમને એક ઓડર આપ્યો તો સ્માર્ટ વોચનો તે મારે કેન્સલ કરાવવો છે મારો ઓડર નંબર છે છત્રીસ પચ્ચીસ અને તમે મારું એડ્રેસ છે સ્ટેશન રોડ ભાગળ તમે મને આ આ મારી આ તમારી જે વોચ છે તે મને બીજી જગ્યાએ બીજી કંપનીમાંથી ઓછી કિંમતે મળે છે અને મારે એ એ લેવી છે એનો થોડો દેખાવ પણ સરસ છે અને તમારે ત્યાંથી હું લઉં છું તો મને ખાસ્સો એવો લોસ જાય છે એક હજારનો લોસ જાય છે તો મારે તમારે આનો કંઈક રીફન્ડ મળે અથવા તો મને કંઈક બીજી રીતે કંઈક કરીને આ મારો ઓડર કેન્સલ કરો તો મને પેલી નવી વોચ લેવાની ઈચ્છા થાય છે અને તમે આને માટે મારે મેં પૈસા તો ભરી દીધા છે તો મને એ પૈસા પાછા કેવી રીતે મળે તેની પણ તમે મને જાણ કરજો મારો નંબર તો મેં તમને લખાવ્યો છે ફોન નંબર હું લખાવું છું કે મારો નંબર છે નાઈન એઈટ ટુ ફાઈવ વન ટુ ફાઈવ સિક્સ સેવન થ્રી તમે આના પર મને જાણ કરજો અને તમે આ જ રીતે બીજી પણ સારી કોઈ હોય તો અમને જાણ કરજો તો અમે એને એપ્રુલ કરીશું